હા ગુજરાતનાં લોકો ખાવાના તો બહુ જ શોખીન છે અને એમાં સુરત સૌથી વધારે બોલવામાં આવે છે કે ત્યાંની વાનગીઓ બહુ જ ફેમસ હોય છે પહેલો તો નંબર છે સુરતી લોચો અને બીજી વાનગી છે સુરતની ઘારી એ મીઠાઇ હોય અને બધા જ પ્રકારનાં લોકો ત્યાં સુરતમાં આવે છે આ ખાસ ખાવા માટે અલગ અલગ સમુદાયનાં લોકો જાય નાનકા બાળકો હોય કે મોટા વડીલો હોય હુંએ જ્યારે સુરત જાઉં હું આણંદમા રહું જ્યારે પણ હું સુરત જાઉં ત્રણસો કિલોમીટર દૂરનું ફરક છે પણ સૌથી પહેલી મારી વાનગી સુરતી લોચો એ ખાવાની મારે બહુ મજા આવે છે ત્યાં જઈને